મોરબી જિલ્લાની સ્વાસ્થ્ય અને કાળજીની મુખ્ય સુવિધાઓ અને જે સેવાઓ હતી તે બહુ સારી હતી કારણકે મોરબી જિલ્લો ઘણા નિદાન કેન્દ્રો હોસ્પિટલ દવાની દુકાનો સામૂહિક કેન્દ્રો આરોગ્ય કેન્દ્રો વગેરે વગેરે આવેલાં છે અને તેમાં એક આરોગ્ય કેન્દ્રમાં સારામાં સારી તમને સુવિધા મળે છે જ્યાં દર્દીને કોઇપણ જાતનો રોગ હોય ત્યારે તેમને ત્યાં એડમિટ કરવામાં આવે છે અને તેમની સાથે જે પણ વ્યક્તિ હોય તેને જમવા અને રહેવાનું ફ્રી આપવામાં આવે છે અને મોરબીમાં ત્યાં પેશન્ટને સારામાં સારી સુવિધા હેઠળ અને સારામાં સારો ઉપચાર કરવામાં આવે છે ને જ્યારે કોરોના હતો કોવિડ નાઇન્ટીનની જ્યારે મહામારી હતી ત્યારે ત્યાં સારામાં સારો ઉપચાર કરવામાં આવતો હતો આઇસી હત આઇસીયુમાં બેડ પણ ઘણાં લાવવામાં આવ્યા હતા શ્યામ હોસ્પિટલ છે તુલસી ક્લિનિક છે શ્રીજી હોસ્પિટલ છે એવાં ઘણી હોસ્પિટલમાં એ રોગચાળા દરમ્યાન ત્યાં બધા જે હોય દર્દીઓ એને સુવિધા આપવામાં આવી હતી ને ત્યાં કાળજીપૂર્વક તેમને નિદાન કરવામાં આવ્યું હતું ત્યાં બધા પેશન્ટોને સારામાં સારી રીતે ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યાં કોવિડ નાઇન્ટી વખતે ઓક્સિજનનાં બાટલાં છે ખોરાક છે એવું બધું પૂરું પાડવામાં આવ્યું હતું અને ત્યાં એક અલગથી કોવિડ નાઇન્ટી માટે એક આખો સેપરેટ અ હોસ્પિટલનો નાનો સેપરેટ રૂમ બનાવવામાં આવ્યો હતો જ્યાં કોવિડ નાઇન્ટીનના કેસીસને રાખવામાં આવ્યા હતા તેમને ટાઇમ ટુ ટાઇમ જમવાનું તેમની દવાઓ તેમને જે પણ હોય તે આપવામાં આવતું હતું